ઊર્મિલા મેડમ વાત કરે છે હું આદિત્ય અગ્નિહોત્રીના મમ્મી વાત કરું છું હા મેડમ હું આદિત્ય અગ્નિહોત્રીના મમ્મી વાત કરું છું મારો દીકરો તમારી ક્રિકેટ ટીમમાં છે

મારો દીકરો તમારે ત્યાં ક્રિકેટ ટીમમાં છે તો મારે એને છેને હવે ક્રિકેટમાં ખૂબ જ રસ પડ્યો છે તો મારો વિચાર એવો હતો કે હું એને આ વસ્તુ માટે પ્રોત્સાહન આપું તો શું તમ મન જણાવી શકો કે ક્રિકેટ કોચિંગ ટીમ જે છે એ ક્યા સારી હશે મતલબ કેવી રીતે છે કે શું હશે હા હા કોચીંગની વિશેષતા શું હશે મેડમ હં હં ઓકે વરુન ઓકે કાંઇ વાંધો નહીં થેન્ક યુ મેડમ ચલો